હાં નમસ્કાર હાં અહં અચ્છા હમ શરદી ઉધરસ અને તાવને અત્યારે છે સિઝનલ છે હાં થોડું આ વાતાવરણ એવું છ ને એટલે બધાને થોડો પ્રોબ્લેમ છે એવું થાય છે એટલે એના માટે જો નોરમલી બઉ વાંધો ણ આવે ને તો છે ઈ ગરમ પાણીમાં થોડુંક હળદરને મીઠું નાખી અને કોગળા કરવાના એટલે શરડીના ને ઉધરસના એમાં રાહત થાશે અને ગરમ પાણી પીવાનું કારણકે એકદમ ઠંડુ પાણી કે ફ્રિજનું કેવું છે ઈ ઠંડુ નઇ લેવાનું બરાબર અને બુ વધારે એવું લાગે તો છે તમારે રૂબરૂ ચેકઅપ કરાવી અને એક બે દિવસ દવા જોઈ લઈ લેવી બાકી છે ઈ થોડુંક ધ્યાન આપશો એટલે વાંધો નઇ આવે બરાબર ને ઘર ગથ્થુ ઉપચાર છે ઈ તો પેલા તો એક કરવો વધારે સારો એમ હમ બરાબર હાં એ છે શરદી વધારે હોય તો ગરમ પાણીનો નાસ લેવો અને ગરમ પાણી પીવું બરાબર પછી તાવજેવુ વધારે હોય તો ગરમ પાણીની અંદર પગ છે ઈ બોળવા પછી માથા ઉપર ગરમ પાણીનો ઠંડા પાણીનો પોતા મૂકવા આવું છે ઈ બધુ ઘરગથ્થું કરી શકાય એમ પછી વધારે એવું લાગે તો છેલ્લી અ એમાં બતાવીને પછી એકાદ બે દિવસની દવા લઈ લેવાની બરાબર હઁ હ હાં ઓકે હાં ઓકે હઁ હ ઓકે હ